હેલો ઉબર ગ્રાહક સેવામાંથી વાત કરો છો હું જયંતી બેન કપડવંજથી વાત કરું છું મેં ઉદેપુર જવા માટે તમારે ત્યાંથી પાંચ નવ બે હજાર ચોવીસના દિવસે ટેક્સી બુક કરાવી હતી અને હું અને હવે મારે એ ટેક્સીને કેન્સલ કરવી છે હા મારે ઉદેપુરના બદલે હવે ટ્રેનથી ઉજ્જૈન જવાનું છે એટલે આ કારણથી ટેક્સી રદ કરાવી છે મેં ઉબરમાં બે હજાર રૂપિયાનું એડવાન્સ ચૂકવેલ હતું અને મારે વીસ નવ બેહજાર ચોવીસના દિવસે જવાનું હતું મને ખબર છે કે એક અઠવાડિયા પહેલાં કરાવી એ કેન્સલ કરે તો એ પૈસા પાછા ના મળે પણ હજુ તો દસ દિવસ બાકી છે એટલે હું એલિજેબલ છું કે એડવાન્સ પાછું લેવા હા મને મારા ઉબરના વૉલેટમાંજ પૈસા જોઈએ છે રોક રોકડા મારા ઉબરના વૉલેટ રોકડા નથી જોઈતા હું આ ઉબરની ટેક્સી સેવા અવારનવાર વાપરું જ છું તેથી આ રૂપિયા હું સરળતાથી વાપરી શકીશ ઓકે થેન્ક યુ